શિક્ષણના ઘણા બધા વિકલ્પો છે જાહેર શિક્ષણ ખાનગી ખાનગી સ્કૂલ ટ્યૂશન ક્લાસીસ ઓનલાઇન ક્લાસીસ પર્સનલ ટ્યૂશન દરેકે દરેક અલગ અલગ રીતે કાર્ય કરે છે જાહેર શિક્ષણ પ્રમાણમાં ખૂબ જ સસ્તાં અને સરળ હોય છે જયારે ટ્યૂશન કલાસીસ એનાં કરતાં થોડા મોંઘા ઓનલાઈન ક્લાસીસ એનાથી ટ્યૂશન ક્લાસીસથી થોડા વધારે મોંઘા હોય છે પર્સનલ ટ્યૂશન ખૂબ જ મોંઘા હોય છે એની ગુણવત્તા સારી હોય છે ટ્યૂશન ક્લાસીસ ઓનલાઈન ક્લાસીસ અને પર્સનલ ક્લાસીસની ગુણવત્તા ખૂબ સારી હોય છે ખાનગી સ્કૂલની પણ ગુણવત્તા સારી હોય છે અને જાહેર શિક્ષણની ગુણવતાનું પ્રમાણ થોડું હલકું હોય છે